હલો તમારે સિક્યુરિટીનું ધ્યાન રાખો છો હ તમે કેટલા સિક્યુરિટી છો હ અને પાર્કિંગ કરાવે છે બરોબર હ બધીમાં હ બધી માહિતી મેળવે ક્યાંથી આયા છો કયા નહીં હ અને સામાનની એ રાખે છે દેખરેખ ને બધી હ અને બીજા બીજા જે આવે ગ્રાહક એનું બી ધ્યાન રાખે છે કે પછી સિક્યુરિટી વાળા ડાઇરેક્ટ જ જવા દે છે એ બધી રીતે વ્યવસ્થિત હ અને બીજા જે કે જે ધ્યાન રાખતા હોય ને જે બીજા આવતા કરતાં હોય અને બીજા જે કામ કરતાં હોય ને હં હ એટલે સિક્યુરિટી બરાબર છે હે ને હં હં ચલો